અરે મને છે ને પ્લમ્બરની જરુરુ હતી તો તમે પ્લમ્બિંગનું કામ કરો છો હા એટલે મારે છે ને તો બે બાથરૂમ છે અને પેલી બે ચોકડીઓ હોય છે એ છે તો એમાં ન નવું જ છે બાંધકામ તો એમાં કામ કરાવવું છે તો એટલે તમે કેવી રીતે તમારો માલ સામાન ને એ બધું તમે લઈને આવો કે પછી કેવી રીતે તમે ના નવું બાંધકામ છે બધું ન નવું જ પાઈપલાઈનનું બધું કામ કરવાનું છે હં અચ્છા બરાબર એટલે અમારે તો ઉપર ટેરેસ પણ છે તો ટેરેસ ઉપર પણ પાઈપલાઈનનું બધું કામ કરવાનું હતું હમ તમે એકલા કામ કરો કે તમારી જોડે કોઈ આવે

હં બરાબર ના બીજું તો કંઈ નહીં પણ એ બસ એ જ પૂછવું હતું કે પછી તમારો ચાર્જ ને એ બધું એ પાઈપલાઈનનું

તમારે પર્સનલી આવું પડશે ને મારાં ઘરે તો હું મારા હસબન્ડને વાત કરીને પછી તમને કોલ કરું ઓકે ઓકે ઓકે થેન્ક્યુ થેન્ક્યુ